હું નાનપણથી તે મારી શેરી અને મારા ગામમાં દોડવા માટે ખૂબ જ પ્રખ્યાત હતો મારી ગતિની સહુ કોઈ પ્રશંસા કરતાં હતા મેં ઘણી રીલે રેસમાં અને મેરાથોનમાં ભાગ લીધેલો છે મને રીલે રેસમાં સૌથી છેલ્લા સ્થાને રાખવામાં આવતો હતો જેથી કરીને અમે રેસ જીતી શકીએ મેં રીલે રેસ દોડવા માટે પ્રશિક્ષક અને મેન્ટોર પણ રાખ્યા હતા તે ખૂબ જ સારી રીતે મને શીખવાડતા હતા અને તેમના અનુભવના કારણે તે મેં આ સ્થાન પ્રાપ્ત કર્યુ છે અને રી રીલે રેસ રમવી મને બહુ જ ગમે છે મારો ખૂબ જ સારો અનુભવ છે અને રીરે રેસમાં આપણા પાટર્નરની પણ જવાબદારી આપણા જેટલી જ હોય છે એક ટીમ વર્કથી આપણે જીતી શકીએ છે જે ખૂબ જ મહત્વનું છે